હલો તમે આઈટી કંપનીમાંથી વાત કરો હાલમાં એક કંપનીમાં મારો ડીજી લોકરનો પાસવડ અને ડીજી લોકરની આઈડી આપી છે હવે મારે કંપનીમાં નથી મારે આઈડી ચેન્જ કરાવવી છે પાસવડ ચેન્જ કરવો છે તો તમારા તરફથી કોઈ મદદ અને એવી કોઈ સહાયતા જેથી હું મારો પાસવડ અને પાસવડ ચેન્જ કરી શકું અને કયા ડોક્યુમેન્ટ મારે જમા કરાવવાનાં અચ્છા અથવા તો કયાં ડોક્યુમેન્ટ મારે જોઇશે જે મારે આઈડી ને પાસવડ ચેન્જ કરવા માટે અને તમારા તરફથી એવી કોઈ સહાય જેથી હું બીજી વાર આવા પ્રત્યે સાચવીને કાર્ય કરી શકું ઓકે થેન્કયુ